હા બોલો

હા હા હા હલો હા બોલો ઓકે હા

હા હા જો અત્યારે આમ તો લોખંડનો માર માર્કેટનો ભાવ છે ને આમ સિક્સટી રુપીસ ચાલે છે મારી પાસે અત્યારે સિક્સટી ટૂ હું લઈશ બીકોઝ મારી પાસે તમને છે ને એવન ક્વોલિટી મળી જશે માલમાં પણ એમાં કાંઈપણ હું પછી એ હું નહીં કરું એટલે એવી રીતે એટલે મારી ક્વોલિટી માલ તમને મળી જશે એમ અને મારી પાસે અવેલેબલ પણ છે સ્ટૉક હલો હા તો પાછા પણ મારી કન્ડિશન એ હશે કે મને છે ને ફિફ્ટી પર્સન્ટ મને કેશ એડવાન્સ જોઈશે હા પણ એક કેશ પેમેન્ટ જ મને જોઈશે એડવાન્સમાં એવી રીતે અને મને આટલા દિવસમાં પેમેન્ટ સમજોને હવે તમને અગર માલ અત્યારે ઓર્ડર કરું છું હલો હા જો મારી પહેલે અચ્છા મારી જો પોલીસી પહેલેથી એવી રીતે જ છે હંમેશા માલ વેચવા પહેલા ફિફ્ટી પર્સન્ટ તો હું એવી રીતે એડવાન્સ લઉં જ છું બીકોઝ જે માલની ક્વોલિટીની ગેરંટી મારી એમ એમાં પછી કાંઈ પણ થાય તો હું બેઠી છું હા હા હા હા ઓકે ઓકે નો પ્રોબ્લેમ ઓકે હા હા હા હમ્મ